હા હા મેડમ હું હાર્દિક ભટ્ટ બોલું છું જે આપડે જે સ્ટુડન્ટસનું આ બધું છે તો આપડે ટીચર્સ આપડે લોકો છીએ તો આપડે સ્ટુડન્ટસના ભલા માટે આપડે કઈ રીતે તમને શું લાગે શું કરી શકશું હા હા અત્યારે કેવું છે જો સ્ટુડન્ટ્સને આપણે આપણે જોઈએ જ છીએ કે જોઈએ એવો સ્ટુડન્ટ્સનો ગ્રોથ નથી કારણ કે લેક્ચર્સ દરમિયાન આ લોકો તોફાન કરતાં હોય છે પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે મોબાઈલનો યુઝ કરે છે તો મોબાઈલનો યુઝ કરે છે એને કારણે શું થાય છે કે એ લોકોનું જે સ્ટડિનું જે ફોકસ્ડ હોય ને આનાથી તો શું કરી શકીએ આપડે

બરાબર બરાબર બરાબર એવું પણ કરી શકીએ કે ભાઈ પેરેન્ટ્સને સમજાવીએ કે ભાઈ એ લોકોને એન્ડ્રોઇડ ફોન નહી આપવાનો આપડે એ લોકોને કીપેડ ફોન કંપલસરી કરી નાખીએ બરાબર હા તો તમે તમારા ક્લાસમાં ઈ હં હા હા બરાબર છે રાઈટ રાઈટ એટલે એ એ કરી શકશું બીજું આપડે છે ને એ લોકો ને કાઈક એવું આપડે શિક્ષક તરીકે બીઝી રાખીએ ને તો એ લોકોને આવા બધા અધર થોટસ છે એ ના આવે બરાબર ને હા એ છે પછી કોઈ કલ્ચરલ નોર્મ્સ છે કલ્ચરલ એક્ટિવિટીસ કરાવીએ બરાબરને ઠીક છે તો આપણે આ રીતના કરશું બરાબર તો કાલે આપણે સ્કૂલમાં એ રીતના જોઈ લઈશું પછી એના ઉપર ડિસકસ કરશું ઓકે ડન ડન ઓકે ઓકે ઓકે હેવ અ ગ્રેટ ડે બાય બાય